સત્તર સાત ઓગણીસ સો પંચાસી ચાર છ બે હજાર ત્રણ એક એક બે હજાર દસ પાંચ પાંચ સાત બે હજાર ચાર ઓગ ઓગણીસ આઠ બે હજાર સાત વીસ ત્રણ બે હજાર ચાર